હલો હા સર તમે ઓલામાંથી બોલો છો હું ટ્રાન્સફર એજન્સીની એક નિયમિત ગ્રાહક છું મારે મારા મિત્ર માટે એક ટેક્સી બુકિંગ કરાવવાની હતી જેમાં તેમનું નામ ત્રિશા પટેલ છે જેઓ ધરમપુરથી સુરત જવાનાં છે તો તેમને માટે હું ટેક્સી બુકિંગ કરવા માગું છું તો તેમનું ભાડું કેટલું હશે તમારા ઓલામાંથી કોઈ ડીકાઉન્ટ મળે છે ખરું હમણાના ટેક્સી બુકિંગના ભાવ કેટલા છે તે જણાવશો તેમજ હમણાં ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તે પણ જણાવશો અમે ધરમપુરથી સુરત કેટલા કલાકમાં પહોંચાડશો અમને તેમાં તમારી ટેક્સીની હાલત સારી તો છે ને તમારા ઓલામાંથી કોઈ પ્રોમો કાર્ડ પ્રાપ્ત થયું છે જેમનો નંબર પંચાણું બાર એકવીસ છે તો તમે જે ભાવ લેતા હોય તેમાં થોડું ડિસ્કાઉન્ટ આપશો ને દાખલા તરીકે ધરમપુરથી સુરત જવાનું છે તો આમ પાંચસો રૂપિયા થશે બસો રૂપિયા કટ ઓફ કરી શકો છો તમે જો તમે ભાવમાં ઘટાડો કરશો તો અમે આ તમારું ટેક્સી બુકિંગ કરીશું જો અમને તમારી આ સેવા ગમશે તો અમે પણ આ સેવા વિષે અમારા પરિવારમાં વાતચીત કરીશું તેમજ વધુમાં વધુ મિત્રો પરિવારજનો સમાજને તમામને આ એજન્સી વિશે જણાવીશું તેમજ વધુમાં વધુ લોકો આ સેવાઓનો ઉપયોગ કરીને પોતાનો સમય બચાવીને પોતાનો ખર્ચ બચાવીને વધારે ફાયદો આપ મેળવીશું એના માટે હું અમારા પરિવારના નોકરીયાત ધંધા તથા તમામ વ્યક્તિઓને તમારી આ સેવા વિશે કહીશ તેમજ તમે આપતા આ ડિસ્કાઉન્ટને વિશે પણ જણાવીશ તમારે સમયનો બચાવ કરીને જે તે સ્થળે પહોંચવાનું હોય ત્યાં સમયસર પહોંચાડી શકે આ સુવિધાના કારણે હું તમામને તમારી આ સેવાઓનો ઉપયોગ કરવા વિનંતી કરીશ અને તમામ વ્યક્તિઓને આના વિશે લાભ મેળવે તેવી માહિતી પહોંચાડીશ તમારા વાહન વ્યવહારમાં ભાડું ઓછું હોવાથી લોકો સરળતાથી આવ જા કરી શકે છે જેના માટે હું તમારા આ એજન્સીનો ખૂબ જ આભાર માનું છું